આજની હરણફાળ અને ઝડપી દુનિયા ખૂબ જ સારી લાગે છે કેમકે પહેલાંના જમાનામાં કોઈને આપણે તાર અથવા સંદેશો પહોંચાડવો હોય તો તેમાં પણ આઠથી દસ દિવસ અને ક્યારેક તો બે બેથી ત્રણ ત્રણ મહિના પણ લાગી જતા હતા ધીમે ધીમે દુનિયા ન વિક્સિત થઈ મોબાઈલ્સ ફોનની ટેકનોલોજી આવી ઘરે ઘરે ટેલિવિઝન આવ્યાં દુનિયામાં શું ચાલી રહયું છે શું નહીં ક્યાં શું થઈ રહ્યું છે ક્યાં નહીં તે દરેક બાબતો આપણે આજે ઘરે બેઠા નિહાળી શકીએ છીએ સૌથી વિશેષ વાત જો લાગી હોય તો પહેલાંના સમયમાં કેન્સર જેવા રોગો માટે કોઈ ઈલાજ ન હતો જે ઈલાજ આજે દરેક હોસ્પિટલ્સ અને દરેક જગ્યાએ દરેક શહેરોમાં પણ ઉપલબ્ધ છે ઘણી બધી ટેકનોલોજીનાં કારણે આજે જીવન એટલું ઝડપી થઇ ગયું છે કે તેને કોઈ રોક જ નથી અને બદલાયેલા જમાનામાં જેટલાં તેના ફાયદાઓ છે તેટલાં જ તેનાં તેનું નુકસાન પણ છે જેમકે પહેલાંના સમયમાં જો તમારે કોઈ દવાઓ લેવી હોતી તો તમે કોઈ ચોક્કસ ડૉક્ટર પાસે જતા હતા તો તે ડૉક્ટર પણ તેના જ રહેતા હતા અને આજે દરેક લોકો ડૉક્ટર છે તમે જે કોઈની પણ પાસે જશો તો તે તમને કોઈ પણ દવા આપી દેશે ને તેનાથી લાંબા ગાળે તમને નુકસાન પણ થઇ જશે પહેલાંના ડૉક્ટરો પાસે ચોક્કસ જ્ઞાન હતું ને આજે તે માત્ર ડિગ્રીઓ પર જ જ્ઞાન છે વિકસતી દુનિયાનાં હરણફાળમાં જોવા જઈએ તો આજે મુંબઈ અહમદાવાદ જેવી સિટીઓ ખૂબ જ વિકસિત થઈ છે ને પરિવહનની દૃષ્ટિએ પણ આજે જે પહેલાં આઠ આઠ થી દસ દસ દિવસ લાગી જતા હતા તેની જગ્યાએ આજે ખૂબ જ સારાઓ રસ્તાઓ બનાવીને તે જ અંતરને ખૂબ જ ઓછા સમયમાં આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ તો એક રીતે આજે આપણું જગત ખૂબ જ બદલાયું છે અને બદલાવ પણ જરૂરી છે દરેક વસ્તુઓમાં